હલો હા અમે તમ અમે મૂર્તિઓ બનાવી છે તેનો અમને સારો અનુભવ મળ્યો છે તે અમે કલરમાં અને અલગ અલગ શેડિંગમાં બનાવી છે અલગ અલગ મૂર્તિઓ બી બનાવી છીએ અમને મૂર્તિઓ બનાવવાથી ઘણો આનંદ થયો છે એ અમારી હોબી છે મૂર્તિઓ બનાવી અને તેનાથી અમને ખૂબ જ અનુભવ અને સારું ઓલું બેનિફિટ મળ્યો છે તે અમારો સારો અનુભવ રહ્યો છે